ગુજરાતમાં વિસ્તાર પ્રમાણે વાનગીઓ બદલાય છે જેમ કે જો સૌપ્રથમ જણાવું તો દક્ષિણ ગુજરાતમાં ઘણા બધા પ્રકારની વાનગીઓ બને છે જેમ કે લીલો ચેવડો પછી સુરતી લોચો જે અમુક અમુક દક્ષિણ ગુજરાતમાં જ ફેમસ હોય છે જે તે આ બહુ જ પ્રખ્યાત હોય છે દક્ષિણ ગુજરાતમાં આમ તો વધારે તીખું ખાવાવાળા લોકો હોય છે એટલે ઊંધિયું છે જે ઉત્તરાયણમાં ત્યારે બહુ જ વેચાય છે પછી ઘણી બધી અલગ અલગ અલગ પ્રકારની વાનગીઓ છે જે દક્ષિણ ગુજરાત માટે ફેમસ જ છે જેમ કે માની લ્યો સુરતી લોચો છે ખમણ છે ઢોકળા છે ઊંધિયું છે ફાફડાં છે ઈદડા છે અમુક અમુક પ્રકારની વાનગીઓ ત્યાંથી જ આવેલી છે પછી તે ગુજરાતનાં બાકી બધા વિસ્તારોમાં તે જોવામાં કે ખાવામાં આવે છે અમુક અમુક વાનગીઓનો ઉદ્ભવ જ ત્યાંથી થયેલો હોય છે ગુજરાતીઓ આમ તો બધા કંઈક ને કંઈક નવું નવું કરતાં જ હોય છે બધી વસ્તુમાં કે તે લોકો અલગ અલગ પ્રકારની વાનગીઓ બનાવે અને આમ પણ ગુજરાતમાં રહેતા લોકો એટલા બધા એટલા બધા મગજથી એવા પ્રતિભા ધરાવે છે કે તે લોકો ગમ્મે એવું બનાવી શકે છે ખાવાનું જેમ કે દક્ષિણ ગુજરાતમાં અલગ અલગ પ્રકારની વાનગીઓ ફેમસ છે એવી જ રીતે આમાં અહીં સૌરાષ્ટ્રમાં સૌરાષ્ટ્રમાં બોલે તો ઘણું બધું ફે એવું પ્રખ્યાત છે સૌરાષ્ટ્રની વાનગીઓમાં અને દક્ષિણ ગુજરાતની વાનગીઓમાં કે બીજા બધાં અલગ અલગ પ્રકારના પૂરા ગુજરાતની વાનગીઓની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતની અને ગુજરાતની એ વાનગીઓની ને સૌરાષ્ટ્રની વાનગીઓમાં ખાલી એટલો જ તફાવત છે કે કે સૌરાષ્ટ્રની વાનગીઓમાં તીખાશપણું વધારે હોય છે ક્યારેક ક્યારેક સૌરાષ્ટ્રમાં આવે જે જામનગર ત્યાં ઘૂઘરાંને એવું પણ મળે છે ઘૂઘરાં બીજી બધી સૌરાષ્ટ્રની જગ્યાઓમાં પણ મળે છે પણ ક્યાંક ક્યાંક ઘૂઘરાં થોડાં ગળ્યા મળે છે ક્યાંક ક્યાંક થોડાં તીખા મળે છે એમ અલગ અલગ પ્રકારે અલગ અલગ જગ્યા એ જાઓ તેમ ખાવાનો સ્વાદ ફરતો રહે છે અને જેમ જ્યાંની રૂઢી એ પ્રમાણે ત્યાં ખાવાનું વેચાય છે અને એવી જ રીતે ત્યાં ખાવાનું મળે છે તો આપણે વાત કરીએ સૌરાષ્ટ્રના વાનગીઓની સૌરાષ્ટ્રની વાનગીઓ બીજા કરતાં એટલે તફાવતમાં છે કે એ વાનગીઓમાં તમને તીખાશપણું વધારે અમુક અમુકમાં ગળ્યાશપણું અને આ બધી વાનગીઓ આમ તો રાજસ્થાનથી આવી રીતે કરવામાં આવેલ છે કે રાજસ્થાની જે લોકો ખાય છે જે પ્રકારનું ખાવાનું એ લોકો ઉપરથી શીખીને એવી રીતે સૌરાષ્ટ્રની વાનગીઓ બનાવવામાં આવે છે આ વાનગીઓમાં આપણને એ જોવા મળે છે આ વાનગીમાં તમે અલગ અલગ પ્રકારના એમાં મસાલાઓ થેપલાં ખાખરા ખાંડવી હાંડવો આ બધા કાઠિયાવાડી જ ખાવાના છે જે કાઠિયાવાડી ડીશ કાઠિયાવાડી થાળી કાઠિયાવાડી થાળીમાં અમુક અમુક પ્રકારના શાક બાજરીનો રોટલો દહીં તીખારી વગેરે વગેરે વાનગીઓ પોતાની જાતે બનાવવામાં આવી છે તો આપણે એવું કહી શકીએ કે અહીંયા લોકો પણ એટલાં બધા ઓલા હોય છે ને કે એ લોકો આ લોકો બધું બનાવી શકે છે